હું ધોરણ દસમાં હતી ત્યારે મારે ટ્યુશનની જરૂર હતી ત્યારે મારે સાત કિલોમીટરનું રોજ અપડાઉન કરવું પડતું હતું અને ટ્યુશન બે વાર રાખવામાં આવતા તો હું સાત કિલોમીટર બે વાર જઈને આવી શકતી નહોતી એટલે જે મને ભણવામાં સેટિસફીકેસન જોઈતું હતું તે મળ્યું નથી અને હું ચોક્કસ કહીશ કે ટ્યુશન પણ આવી રીતે બે વાર ન રાખવા જોઈએ અને વાહન વ્યવહાર તો હોય છે પણ અમુક વાર આપણી પાસે પૈસાની કમીને કારણે પણ નથી જઈ શકતા કે સાત કિલોમીટરના પૈસા આપણા પાસે સ્ત્રીઓ પાસે હોતા નથી બીજું કે ગામડામાં નાના છોકરાઓ જ્યારે બીમાર પડે છે ત્યારે એમને લઈ જવા માટે સાઠ સાઠ કિલોમીટર સુધી લઈ જવું પડે છે સારી સુવિધા મેળવવા માટે તો ગ્રામીણ વિસ્તારમાં આવી બધી સુવિધાઓ હોતી નથી